પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના દ્રારા તાલીમ મેળવવા માટે થઈને હું ઘણો બધો ઉત્સાહિત છું હું ઈચ્છું છું કે મને અલગ અલગ પ્રકારની નોકરીમાં જ્યાં મારે યોગ્ય કામ મળી શકે એ કામ કરવા માટે હું ઉત્સુક છું મારો અભ્યાસ ઓછો છે પરંતુ હું ઈચ્છું છું કે મને જો તાલીમ યોગ્ય રીતે મળે તો હું આત્મનિર્ભર થઈ શકું અને બીજા લોકોને પણ આત્મનિર્ભર બનાવા માટે મદદરૂપ થઈ શકું મને વર્તમાનપત્રો અને વિવિધ ન્યૂઝ ચેનલો તથા સોશ્યલ મીડિયા દ્વારા થોડી ઘણી માહિતી મળેલી છે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા તાલીમ મેળવી અને વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે પરંતુ મારી પાસે એ વિશે ખૂબ ઓછી માહિતી છે વ્યવસાય કરવા માટે થઈને નાણાં ભંડોળ ક્યાંથી લાવવું પછી સુસાદ સાદ સંસાધનો કેવી રીતે શોધવા રિસોર્સિસ કેવી રીતે શોધવા અને માર્કેટિંગ કેવી રીતે કરવું સોશ્યલ મીડિયામાં માર્કેટિંગ કેવી રીતે કરવું બિઝનેસ નેટવર્ક કેવી રીતે વધારવું જેથી વેચાણ કરી શકાય એ બધી બાબતો શીખવામાં મને ઘણો જ રસ છે હું અત્યંત ધગશ ધરાવું છું અને ઉત્સાહ ધરાવું છું મને જે યોગ્ય રીતે તાલીમ આપવામાં આવશે તો હું એ તાલીમમાંથી યોગ્ય પરિણામ સૌ કોઈને મળી શકે એ માટે પૂરેપૂરો પ્રયત્નશીલ રહીશ હું અને મારા કેટલાક મિત્રો આ બાબત માટે થઈને અત્યંત ઉત્સુક છીએ અને અમે લોકો મહત્તમ પ્રયત્નો કરીશું કે ખૂબ ઓછા સમયમાં વધુમાં વધુ સરસ રીતે તાલીમ મેળવી અને લોકોને મદદરૂપ થઈ શકીએ મને ઘણા બધા પ્રશ્નો પણ એ વિષયમાં છે તો એ વિષય મને ક્યાંથી માહિતી મળી શકે તે જણાવશો હાલમાં વ્યવસાય કરવા માટેના અનેક રસ્તાઓ હોય છે પણ એમાંથી કયો રસ્તો સારો અને કયો રસ્તો સાચો એ બાબતમાં ઘણી બધી ગડમથલ અને મુંઝવણ હોય છે જો એ દિશામાં કોઈ માર્ગદર્શન મળી શકતું હોય કોઈ પુસ્તકમાંથી માર્ગદર્શન મળી શકે કે કોઈ વિશેષજ્ઞ સાથે વાત કરવાથી જો એનો હલ નિકળી શકતો હોય તો હું એ જણાવા માટે ઘણો બધો ઉત્સુક છું અને હું ઈચ્છું છું કે ખૂબ ઝડપથી એ દિશામાં કામ થઈ શકે મને હું ધારું છું તે કે મને ખૂબ વધારે પૈસા અત્યારે મારા મહેનતના પ્રમાણમાં મળવા જોઈએ પણ ક્યાંક મને એવું લાગે છે કે મને સ્કિલ જે છે એ થોડી ઓછી પડી રહી છે અને કદાચ મને એવી આશા બંધાઈ છે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા મને તાલીમ મળે અને એમાંથી કદાચ હું કંઈક સારું વધારે કરી શકીશ હું પ્રયત્નશીલ છું એ માટે થઈને અને પૂરેપૂરો મહેનત કરીશ અને જે કંઈ કરવું પડતું હશે એ બધું જ કરવા માટે થઈને તૈયાર છું